આરોગ્ય યોજના જે રાજ્ય સરકારે બહાર પાડેલ છે ત્રણ લાખ સુધીની સહાય સરકાર આપે છે અને કેન્દ્ર સરકાર પાંચ લાખ રૂપિયા સુધીની સહાય આપે છે આયુષ્માન કાર્ડ જે બહાર પાડ્યા છે એ ગરીબ માણસો માટે તો અમૃતસમાન છે કોઈપણ રીતે ઉતાવળે કોઈ દર્દ આવે અથવા તો કોઈ ઓપરેશન આવે તો એને એ એક જીવન બાણ જેવું થઈ જાય છે કે જેનાથી મરવા બદલે એ જીવી જાય છે એટલે આ સરકાર જે છે આજે ભાજપની સરકાર એ એટલી બધી સરસ રીતે એ યોજના ગોઠવેલી છે કે એના શું વખાણ કરવા આપણી પાસે મેં ઘણા એવા જોયા છે કે દર્દી હોય છે પણ એને એક વખત ડોક્ટરે પણ કહી દીધેલું હોય છે કે ભાઈ તમને હાર્ટનું પ્રોબલ્મ છે તો બાયપાસ કરવું પડશે તો ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થશે ત્રણ લાખ રૂપિયા એણે એકહારે જોયા ન હોય તો એને મરવા સિવાય બીજું કંઈ હોય જ નહીં એને મેં છોકરાને જ જોયેલો છે કે એનાં બાપા એમ કહેતા છે દીકરાને હાર્ટ એટેક નોતું કે ભાઈ દીકરા આપણે માટે એ યોગ્ય નથી આપણે આ સહાય સરકારની લઈએ તોજ આપણે જીવી શકીશું અને સરકારે એટ અ મોમેન્ટ એને કાર્ડ પણ આપ્યું અને તાત્કાલિક એને પૈસા પણ પાસ કરી દીધા અને જીવી ગયો એટલે એ આજે જોતાં એમ લાગે છે કે આ સરકારની કામગીરી બહુ સારી છે અને મેં હજી સુધી ઉપયોગ નથી કર્યો જરૂર નથી પડી ભગવાનની દયા છે પણ આ એક સહાય તો છે અને માનસિક રીતે આ સપોર્ટ તો છે જ તે કોઈપણ જાતનું થશે તો આ સરકાર આપણને મદદ કરશે અને અત્યારે તો સિત્તેર વર્ષ પછી તો સરકારે ઓપન કરી નાખ્યું છે કે દરેકને ગમે તેટલી આવક હોય કે ગમે એટલો નફો થતો હોય પણ એને એ સહાય આપવી એટલે એ તો એને કંઈ વિચારવાનું જ નથી એટલે આ યોજનાથી મને તો એમ લાગે છે કે આખી ભારત દેશની માણસોની અત્યારે કાયાપલટ કરી નાખી છે અને એકસો આઠની યોજના છે કે એકસો આઠ નંબર લગાડો એટલે ગમે ત્યાંથી એકસો આઠની સુવિધા તમને મળે અને તમને હોસ્પિટલ સુધી પહોંચાડે એ એક અશક્ય વાત શક્ય બનાવી દીધી છે કે ઘણી વખત આપણે વિચારતા હોઈ કે આ એક્સિડંન્ટ થયું તો આ છોકરાને કે અથવા બેનને કઈ રીતે હોસ્પિટલ પહોંચાડવા તો રિક્ષા ગોતવી ગાડી ગોતવી ભાડે ગોતવી કેવી રીતે ગોતવી એના બદલે એકસો આઠ નંબર લગાડીએ તો આ યોજના છે એને ભગવાન ખૂબજ મદદગાર થાય અને આ યોજના કાયમ માટે ચાલે એવી આપણે પ્રાર્થના કરીએ અને ખૂબજ સારી રીતે આ બધું ચાલુ રહે આરોગ્ય વિષે તો અત્યારે ભારત સરકારની જે કંઈ યોજના છે એ એકદમ સોનારૂપ છે અને એની માટે કોઈ જાતનો વિખવાદ નહીં વિવાદ નહીં અને કોઈપણ નબળું બોલતો હોય તો એ બાબત એ ભૂલ કરે છે બાકી એકસો આઠ એ સારી છે અને આયુષ્માન કાર્ડ એ એકદમ સરસ છે રાજ્ય સરકાર પણ આપે છે અને કેન્દ્ર સરકાર પણ આપે અને એકસીડન વખતે પચાસ હજાર સુધીની સહાય મેડિકલ સહાય પચાસ હજાર સુધી તાત્કાલિક એટ અ મુમેન્ટ આપે છે એ પણ એક વખાણવા જેવું છે અને એકસીડન્ટ તો ક્યારે કોનું થાય કંઈ નક્કી ન હોય ખીચામાં પૈસા ન હોય તો મુંઝારો ન રહે પચાસ હજાર સુધી તો તાત્કાલિક સરકાર સહાય આપે અને માણસોનાં પ્રાણ બચી જાય જીવન બચી જાય અને સરસ રીતે જીવી શકે એ એક ખૂબજ સારી વસ્તુ છે એટલે આ રીતે આરોગ્ય બાબત જે સરકાર સુવિધા આપે છે એની માટે ખૂબજ સારું છે અને હોસ્પિટલ પણ બધી અત્યારે સિવિલ હોસ્પિટલો એકદમ સરસ અને પ્રાઇવેટઝેશન ટાઈપ જેવી બનાવી નાખી છે કે જ્યાં જતાં એમાંય ટ્રોમા સેન્ટર માની લ્યો ઓપરેશન થયું હોય અને ટ્રોમા સેન્ટરમાં જાઓ તો ગમે એ જાતનાં ડૉક્ટરને તાત્કાલિક સહાય તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય આ બાબત તો કોઈ હું એમ કહું છું કે કોઈપણનું એક્સિડન્ટ હોય તો એને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે પહોંચી જવું અને એ આરોગ્ય સેવા સરકારની છે એનો લાભ લેવો અને એને બધી રીતે સહાય મળી જાય અને આ આર્થિકે બોજો નો પડે અને સરસ રીતે બધુંય પાર પડે અને એટા મુમેન્ટ સારવાર મળી જાય ખૂબજ સુવિધાલાયક આ બધી સેવાઓ છે એટલે આ યોજના બધી સરસ રીતે ચલાવે ને હજી સરસ રીતે બધુંય આયોજન થાય એવી રીતે માંગણી